મારી ચિત્રકલાને સુધારવામાં ઘણી ટેકનિક અને ટિપ્સ હું શીખી છું મને હું ચિત્રકલામાં રસ છે ચિત્રકામમાં રસ છે મને પેંટિંગ બનાવવામાં ખૂબ ગમે છે તેથી હું એ બી જેટલી ભૂલો થાય છે તે સુધારવા હું પ્રયત્નો કરું છું અને હું ઘણી બધી ટેકનિક અને ટિપ્સ શીખી છું જેમકે કલર કર કઈ રીતે કરી શકાય બહુ સારી સારા પછી બહુ સારા એવા ચિત્ર કઈ રીતે બનાવી શકું કેવી પેન્સિલનો યુસ કરી શકું એવી બધી ટિપ્સને અને ટેક્નિક્સ મેં શીખી છે અને બધું હું ચિત્રકામના ક્લાસીસમાં કરવા જતી એમાંથી મેં શીખ્યું છે પછી ઘણીવખત ઓનલાઇન શીખી છું આવી રીતે હું બહુ સારી સારી રીતે શીખી છું અને મેં ચિત્રકલા માટે ક્લાસીસ પણ કરેલા છે ચિત્રકલા માટેના ક્લાસીસ પછી પણ હું આવી ટિપ્સ અને ટેક્નિક્સ શીખી છું પછી ઘણી વખત ફ્રેન્ડ્સમાં કોઈ સારું એવું ચિત્ર મારાથી મારાથી સારું ચિત્ર કરતાં હોય એમની પાસેથી હું શીખું છું કે કઈ રીતે સારું બનાવી શકું આવી રીતે ઘણીબધી ટેકનિક અને ટિપ્સ હું લઉં છું પછી ઈન્ટરનેટ થ્રુ પણ હું ઘણી બધી ટેકનિક અને ટિપ્સ શીખું છું જેનાથી મન હું બહુ સારા ચિત્ર કે પેંટિંગ સ્કેચ એવું બધુ બનાવી શકું મને ચિત્રોનો બહુ શોખ છે તેથી હું આવું બધું શિખતી રહું છું એવી બધી ટેક્નિક્સ મને શીખવી પણ બહુ ગમે છે અને શીખીને પછી એનો ઉપયોગ કરવો પણ બહુ ગમે છે કે અને આવડી જાય તો વધારે ગમે છે તેથી હું આવું બધું ના શિખતી રહું છું મને ચિત્રકલાની ઘણીબધી ટિપ્સ શીખ શીખું શીખવા મળે છે પછી આવી બધી ટેકનિક હું શીખવા માટે ઓનલાઈન ટેગનો ટેગનો યુસ કરું ઉપયોગ કર્યો છે મેં તેમાં હું એનિમેશન દ્વારા હું કરું છું પછી એવી રીતે હું કરતી રહું છું મને એવું બધું એવું ખૂબ ગમે છે ચિત્રકલામાં મને વધારે રસ હોવાથી હું બધું શીખું છું કરું છું અને એમાં જ વધારે આગળ વધવા માંગુ છું તેથી આવું બધું કરતી રહું છું અને આવું બધું ઓનલાઈન ટેબ્સ દ્વારા પણ હું કરતી રહું છું જ્યારે કોઈ મને કમ્પ્યૂટર લેપટોપ એવું બધું મળે તો એમનો ટેગ પર એનિમેશન્સ અમુક એપ્લિકેશન્સ આવતી હોય એનિમેશન માટેની ડ્રોઈંગ માટેની તો એવી બધી એપ્લિકેશનમાં હું કરતી રહું છું મને આવું બધું કરવું ગમે છે તેથી આવું બધું કરવાનું મને વધારે રસ પડે છે આવી ટેકનિક અને ટિપ્સ હું ઈન્ટરનેટ ઉપરથી શીખું છું પછી ઈન્ટરનેટ પર હું નવી ટેકનિક શીખવા માટેને જો ઓનલાઈન સાધનો હોય એ કઈ રીતે યુસ કરવા કઈ રીતે એને લેવા શું કરવું એમનો હું ઈન્ટરનેટ દ્વારા પણ જાણી લઉં છું આવું મને ગમે છે તેથી હું કરતી રહું છું આવા બધામાં મને બહુ સારો એવો રસ છે